હા હું હા હું સમજાવી શકું છું કે સ્પોર્ટના પ્રાયોજકો અને જાહેરકર્તાઓ કઈ રીતે સ્પોર્ટને આગળ વધારી રહ્યા છે એ વિશે હું એમ કેવા માંગુ છું કે દરેક ઈ સ્પોર્ટ્સમાં છે ને જ્યાં સુધી એનો કોઈ મેનેજમેન્ટ એટલે અથવા કોઈ પ્રાયોજક એને કોઈ મેનેજ કરવાવાળો ના હોય ત્યાં સુધી એ સ્પોર્ટ રમાડવું અથવા તો એને સક્સેસફૂલી સફળતાપૂર્વક અને પૂર્ણ કરવું એ અઘરું કામ છે એમ તો સૌપ્રથમ સ્પોર્ટના પ્રાયોજકો છે જેમ કે ક્રિકેટમાં બિ સિ સિ આઈ છે આઈ સિ સિ છે એ બધા ક્રેિકેટના પ્રાયોજકો છે અને અમુક ચેનલો છે જે સ્પોર્ટને બતાવે છે એમ ઘણી બધી ચેનલો છે જેમ કે અ ડિ ડિ સ્પોર્ટ છે પછી સ્ટાર સ્પોર્ટ છે ઘણી બધી ચેનલો છે જે આ રમતો ગમતોને બતાવે છે અને ઘણા ઘણી બધી એવી સંસ્થાઓ છે જે સ્પોર્ટને પ્રાયોજકો એટલે મેનેજ કરે છે સ્પોર્ટ્સને એવી જેમ કે બિ સિ સિ આઈ છે આઈ સિ સિ છે જેમ કે પાકિસ્તાનની પિબિ પિ સિ બિ છે એ બધી સંસ્થાઓ પ્રાયોજ એ બધી આયોજન કરતી હોય છે અને એ બધી સ્પોર્ટને કઈ રીતે રમાડવું કઈ રીતે બધું આયોજન કરવું એ બધું અરેન્જ કરતી હોય છે અને દર્શકો એને ભાળતા હોય છે એમ આ રીતે એ બધું અને અને તે આ આને લીધે જ આ બધે રમતગમતમાં સ્પોર્ટ્સમાં છે ને ઘણા ખાસા બધા પૈસા કમાય છે લોકો એના લીધે ખેલાડીઓ પણ પૈસા કમાય છે એના લીધે એવું છે